અવકાશી પદાર્થો અને ઘટનાઓનો અભ્યાસ કરવા માટે વિવિધ પ્રકારના ટેલિસ્કોપ અને સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે જે જુદી જુદી તરંગ લંબાઈઓ અને વિધીઓ દ્વારા અવકાશની સમીક્ષા કરે છે ટેલિસ્કોપ મુખ્યત્વે વૈજ્ઞાનિક વિશ્લેષણ માટે દૃશ્યમાન પ્રકાશ અવતર અલ્ટ્રા વાયોલેટ રેડિયો અને એક્સ રે તરંગ લંબાઈઓનો ઉપયોગ કરે છે ટેલિસ્કોપના વિવિધ પ્રકાર દૃશ્યમાન પ્રકાશ ટેલિસ્કોપ આ ટેલિસ્કોપ દૃશ્યમાન પ્રકાશમાં કામ કરે છે અને ગ્રહો તારાઓ ધૂમકેતુ ગેલેક્સિ જેવાં પદાર્થોનું નિરીક્ષણ કરવા માટે ઉપયોગ થાય છે હબલ સ્પેસ ટેલિસ્કોપ ઓગણીસો નેવુંમાં લોંચ કરાયેલ હબલ ખૂબ જ પ્રખ્યાત અને લાંબા સમય સુધી વિજ્ઞાનમાં યોગદાન આપી રહ્યું હતું અવતર ટેલિસ્કોપ અવકાશી પદાર્થો જેનાથી અવરત કિરણો સ્થગ થાય છે તેવાં પદાર્થોનું નિરીક્ષણ કરવા આ સાધનનો ઉપયોગ થાય છે જેમ સ્વેપ સ્પેસ ટેલિસ્કોપ બે હજાર એકવીસમાં લોંચ થયેલું આ ટેલિસ્કોપ હબલની જગ્યાએ સૌથી શક્તિશાળી ગણાય છે અને તે મુખ્ય ઉદ્દેશ્ય અવરત રેજમાં ઊંડા અવકાશનો અભ્યાસ કરવાનો